હેલો સાહેબ હું છે ને અં તમારા મી જ મી અ મીશો પરથી એક પ્રોડક્ટ મંગાવી હતી સૂઝ મંગાવ્યા હતાં એ શૂઝ સાહેબ બરાબર નીકળ્યા નથી બરાબર છે એનાં અંદર છે ને એ ડેમેજ છે થોડાં એ મારે છે ને રિટર્ન કરવા છે ના ના સાહેબ મારે છે ને નવાં નથી લેવા હવે રિપ્લેસ નથી કરવા બલ્કે મારે પાછા જ આપી દેવા છે કેમ કે એ શૂઝ શું છે એક તો તમે નાનાં સાઇઝના મોકલ્યા અને ક્વોલિટીમાં પણ સારાં નથી પ્લસ થોડા ડેમેજ પણ છે આ રીતે થોડું ચાલે સાહેબ અમે મીશો પરથી આજ સુધી ટ્રસ્ટ તરીકે માલ લેતા હતા પણ આજે આ આજે આ ફરિયાદના લીધે હવે મારે બીજી વખત મીશોમાંથી માલ લેતા વિચાર કરવો પડશે સાહેબ આ રીતે જો તમે ડિલિવરી આપો તો મને અ મને ના પોસાય એક તો તમે ડિલિવરી આપવામાં પણ લગભગ બારથી તેર દિવસ લઇ લીધા છે અને બારથી તેર દિવસ સુધી વેટ કર્યું અને આજે મને આ પ્રોડક મળી તે પણ એકદમ જેને કહેવાય કે બેકવર્ડ ક્વોલિટીની એકદમ સારી પ્રોડક્ટ નથી પ્લસ ડેમેજ પણ છે એક માર એક વખત માટે સારી હોતી તો પણ હું ચલાવી લેત પણ આ ટોટલ પ્રોડક્ટ ડેમેજ છે નાની છે અને એકદમ ક્વોલિટીમાં લો છે મારે આ વસ્તુ જોઇતી નથી તો તમને વિનંતી છે કે મારા જે પણ પેમેન્ટ છે એ મને રિફંડ કરી આપશો મારાં એકાઉન્ટમાં તાત્કાલિક રિફંડ કરી આપશો જેથી હું બીજી જે કંપની કે કહેવાય એમેઝોનમાં ઓડર કરી શકું કેમ કે મારે આ જ આ હું તમને જે ફોટો મોકલ્યો હતો એ જ મારે શૂઝ જોઇએ છે અને એવા જ સેમ ટુ સેમ જોઇએ છે અને તમે એનાથી એકદમ અલગ અને એકદમ બેકવડ ક્વોલિટીના મોકલ્યા છે જે મને પોસાય એમ છે ની તો આપને વિનંતી છે કે મારું પેેમેન્ટ રિફંડ કરી આપશો આભાર